તમે રાજેશભાઈ છો હા આપણે દરિયાપુર પહોંચી ગયા સારું સારું અને અરે કેટલું ભાડું થયું આપણું બસો ત્રીસ ઓકે સારું સરસ તો મારી પાસે પાંચસો રૂપિયા પાંચસોની નોટ છે તમારી પાસે છે છૂટ્ટા નથી તો એક કામ કરો ને હવે આપણે સામેની દુકાને પર જઈને પાંચસોના છૂટા લઈ આવો ને અને તમારા બસો ત્રીસ રૂપિયા તમે કાપી લો અને બાકીના પૈસા મને પાછા આપી દો ઓકે હા સરસ ચાલો